તમે સુપરમાર્કેટના સ્ટાફ બોલો છો સૌ પ્રથમ તો મારે તમારા સુપરમાર્કેટમાંથી બ્લેકબેરી અને એવોકાડો ખરીદવા છે તો તમે મને જરા એના રેટ જણાવશો એ હા એ ત્રણે ખરીદવી છે હા ના અત્યારે હાલમાં તો મારે આ ત્રણ વસ્તુઓ જ જોઈએ છે મને બ્લેકબેરી છે એ દસ કિલો જોઈએ છે પછી એવોકાડો છે એ પંદર કિલો જોઈએ છે અચ્છા પરંતુ ક્વોલિટી તમારા સુપરમાર્કેટની કેવી હશે તમે મને થોડું જણાવશો તમારી ક્વોલિટી વિશે ના એમ તો મેં તમારી સુપરમાર્કેટ વિશે બીજા બધા લોકોના રિસ્પોન્સ લીધા હતા કે તમારી સુપરમાર્કેટ કેવી છે ત્યાંનો સામાન કેવો મળે છે એના પછી જ મેં તમને ઇન્ક્વાયરી માટે કોલ કર્યો હતો મને એમ કે એકવાર પૂછા કરી જોઉં કે કેવા છે ત્યાંના રિવ્યૂઝ ને એવું બધું હા નહીંતર મેં તમારી બાજુમાં જ સુપરમાર્કેટમાંથી ખરીદ્યું હતું તો ત્યાં નહોતું સારું એટલા માટે મેં કીધું કે આ વખતે તમારા સુપરમાર્કેટમાં ટ્રાય કરી જોઉં એમ તો ના હું તમારા સુપરમાર્કેટના ત્રણ કિલોમીટરના એરિયામાં જ રહું છું તો મને કાંઈ સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ મળી શકશે અચ્છા તો એમ કે તમારા પાસે બીજી કોઈ વસ્તુ પણ મળી શકે ગિફ્ટ ટાઈપ અચ્છા તો મારે તો તમારો સુપરમાર્કેટનો ટાઈમીંગ જરાક મને જણાવજોને અચ્છા તો એમ કે શું મારે આખો દિવસ જોબ હોય તો પછી મારે સાંજના જ ખાલી હું આવી શકું ને હા તો હું પછી આવીને તમારે જાણ કરું ભલે એ હા બરાબર વેલકમ